હા હા દિશા વાત કરે છે હું જીનીઅસ સ્કૂલ માણાવદરથી વાત કરું છું દિશા આપણી આપણી ફીસ અત્યારે પેન્ડિંગ છે ભરવાની હા તો તમારે ક્યારે ભરશો હમણાં પાંચ દિવસમાં એક્ઝામ છે તો તમને ફીસ નઈ ભરો તો તમને એક્ઝામમાં બેસવા દેવામાં નઈ આવે

એનું કારણ જણાઈ શકો તમે શું કામ નઈ ભરી શકો હા પણ મેક્સિમમ તમારી પાસે પાંચ દિવસ છે બરોબર તમારે અત્યારે પોસિબલ હોય તો અડધી ફી અથવા તો સેવેંટી ફાઈવ પર્સેન્ટ ફી ભરી દો તો કાઈક થઈ શકે એમ પણ તમારે બધા તમારા સર્ટિફિકેશન બધુ જમા કરાવું પડશે તમારે હોસ્પિટલનું જે પ્રશ્ન હશે ને એ સર્ટિફિકેશન ને બતાવું પડશે કે આ પ્રશ્ન છે જેના લીધે ફી પે નથી થઈ હું મેક્સિમમ તમને એક્ઝામ સુધીનો જ ટાઈમ આપીશ બે પેપર વધીને એક પેપર ધારો કે પાંચ દિવસમાં એક્ઝામ છે બરોબર તો છઠા દિવસે તમારું પેપર હોય તો પેપર પૂરું થાય તો સાતમાં દિવસે તમારે ફી લઈ ને આવાનું અન્યથા તમે આગળના પેપર કોઈ આપી શકશો નઈ અને જે પેલું પેપર આપ્યું છે ઈ પણ રિસલ્ટમાં ગણાશે નઈ તમારા ઓકે તો તમે કેટલા દીવસમાં મેક્સિમમ કરી દો મને ફી પે ના ના ના ના ના સોરી સોરી એટલા બધા દિવસ ના આપી શકીએ મેક્સિમમ બાર દિવસ એટલું તમે સ્ટુડન્ટ છો અમે એકજેસ્ટ કરી દઈએ હા ઓકે વાંધો નઈ પણ તમારે એ પણ લખાણ આપવું જોશે માંરે બાંહેધરી પત્રક ઉપર અને એમાં તમારી સાઈન જોશે તો જ હું તમને એક્ઝામમાં બેસવા દઈશ

પણ ફૂલ ફીસ તમારે બાર દિવસની અંદર પે કરવાની રેશે કશો વાંધો નઈ ચાલો પણ પંદર દિવસમાં તો થઈ જશે ને ઓકે વાંધો નઈ તમે બાંહેધરી પત્રક અને તમારા જે ડોકયુમેંટ છે હોસ્પિટલના એ લઈ ને આવજો કાલે બરોબર હું મેનેજ કરી દઈશ